દોસ્તો આપ સૌ જાણો જ છો કે વનસ્પતિમાં પણ જીવ હોય છે એવું આપણા જ ગુજરાતી વૈજ્ઞાનિક જગદીશ ચંદ્રબોઝજીએ એવું સાબિત કરેલું હતું અને કદાચ તમને ખ્યાલ જ હશે એક ફૂલવાળા તરીકે આ ફૂલ ઉછેર્યાં છે પણ ફળ અને શાકભાજી ઉછેરવાનું હજી સાહસ કર્યું નથી કારણ કે એને માટે પણ એટલી જમીન જોઈએ ટેરેસ ગાર ગાર્ડનમાં એવું સામાન્ય ઘરના આંગણે થઈ શકે એટલે ત ફૂલ ઝાડ ઉગાડ્યા છે એમની સાથે દોસ્તી કેળવી છે એમની સાથે વાતો કરી છે કદાચ આગળ વધીને કહું તો અતિશયોક્તિ નહીં લાગે પણ કેટલીક વખત દુઃખનું પણ શેરિંગ કર્યું છે અને સાચે સાચ એ વનસ્પતિ અથવા તો એ ફૂલ ઝાડ પણ ક્યારેય આપણા મિત્ર બની જતા હોય છે એની ખબર જ નથી રહેતી એની સાથે રોજ જ તમે નિયમિત પાણી કે નિયમિત ખાતર અને એક પ્રેમભર્યો વહેવાર જો રાખવામાં આવેને તો એ પણ આપણા સાચા મિત્રો બની જતાં હોય છે પુસ્તકની જેમ જ અને જેમ નાનું બાળક મોટું થાય એમ જ્યારે એ બિયારણ બીજમાંથી અંકુરણ પામે અને ધીમે ધીમે છોડ બને એ જે ગ એની વૃદ્ધિ છે ને તે વૃદ્ધિ પણ ખૂબ જ આહ્લાદક અને આનંદાયક હોય છે અને એની સાથે દોસ્તી કરવાથી ઘણી વખત આપણા બધા દુઃખ ઓછા થઈ જતા હોય છે કારણ કે જેમ દેવતાઓની વાત કરીએ તો સૂર્યદેવતા અને દીપદેવતા એ સાક્ષાત દેવ છે તેવી જ રીતે સજીવોમાં અથવા મિત્રોની વાત કરીએ તો પશુ પક્ષી કે વ્યક્તિઓ તો ખરા જ પણ આ વનસ્પતિ પણ આપણા મિત્ર બનતા હોય છે તમે જાતે અનુભવ કરશો તો ચોક્કસપણે મારી આ વાત તમને સમજાશે